હલો

જી કાલે રાત્રે મેં અચ્છા નહીં મારું નામ છે અનિલભાઈ અને મેં રાત્રે જમવાનું લીધું છે પણ મને સારી એવી ઊંઘ પણ નથી આવતી અને પેટમાં બહુ જ બળતરા થાય છે ને દુખાવો થાય છે નહીં નહીં મેમ હું એજ કહું છું મે ઓલરેડી એ એમ આર આઈ કરાયેલું છે એમ આર આઈ કરાયેલું છે પણ કંઈ એમાં કંઈ આવતું નથી કોઈ જ પ્રકારનું આવતું નથી બધું નોર્મલ નોર્મલ બતાવે છે પછી લોકલ ડૉક્ટર જોડે જઉં છું તો અમુક મેડિસિન આપે છે અને એ મેડિસિન લઉં છું તો થોડી રાહત રહે છે અને બીજા દિવસે બંધ કરી દઉં છું ને જમવાનું કરું છું તો પાછું બળતરા થાય છે ને દુખાવો થાય છે ને સૂઈ પણ નથી શકતો હું હાજી હા પણ હું કરી શકું પણ મેમ અત્યારે તમે જોઈ શકશો તો હું કરી તમને આપું અત્યારે હાલમાં ચાલુમાં સારું ચાલુ જ રાખો મેમ લો મેમ હા મોકલી આપ્યો મેમ હા નહીં નહીં મેમ જ્યારે એમ આર આઈ કરાવ્યું ત્યારે કોઈ સુજન બુજન બતાવતું નહોતું આ તમને કેવી રીતે ખ્યાલ આવ્યો બરાબર છે મેમ પણ એ અત્યારે તો હું આવી શકું તેમ નથી તો કોઈ મેડિસિન હોય અથવા કોઈ એવી ટ્રીટમેન્ટ હોય કે જેથી કરીને મને રાહત થાય અથવા કોઈ શું કહેવાય ગ્લુકોઝ જેવી કોઈ ચીજ હોય જેથી મને રાહત થાય એવી કોઈ ટ્રીટમેન્ટ બતાવો મેમ મને અરે મેમ અરે મેમ મેં તમને એમ આર આઈનો રિપોર્ટ પણ મોકલી દીધો છે હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો છે કે એક ઓકે વાંધો નહીં તો હું ક્યારે આવી શકું નહીં ન મારી જોબ ચાલુ હોય છે હું સવારે આઠથી સાંજે રાત્રે આઠ વાગ્યા સુધી જોબ ઉપર હોવ છું પછી મેમ મને આવતા મિનિમમ એક કલાક થાય નવ વાગે ઓકે તો તમારું એડ્રેસ કયા હશે મેમ ઓકે મેમ કંઈ વાંધો કંઈ વાંધો નહીં હા તો હું વિચારી લઉં છું હું થોડુંક અને ઘરના વ્યક્તિઓને પણ કહી દઉં છું અને ટ્રીટમેન્ટ માટે આવવા હું પરમાગી લઈ લઉં છું બરાબર ઓકે થેન્ક યુ